મારા વિસ્તારમાં આખો વ્યવસાય જ વ્યવસાય હબ કહેવાય એવું બહુ જ મોટું જીઆઇડીસી આણંદમાં આવેલું છે પરંતુ તેમાંથી બહુ જ ઓછી કંમની એક થી માંડીને બે કંમની જ આવા વિદ્યાર્થીઓ કે રમત ગમતના કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે એમાંથી એક કમની એવી છે જેનું નામ છે એસએલએસ એનો કોન્સેપ્ટ છે ક્લીન કોન્સેપ્ટ ટુ ક્લીન આવો એક વિચાર એમણે રજૂ કર્યો છે તે સ્કૂલના વિદ્યાર્થીઓને લાંબી રેસ મેરેથોન દોડ જેવી રમતગમતની બધી જ એક્ટિવિટીઓમાં પૈસાની રીતે સપોર્ટની રીતે મદદ કરતી હોય છે અને આગળની દી આગળ બી કરતી રહેશે એવી અમને આશા છે તે રમતગમતના વિદ્યાર્થીઓ જે ભાગ લે તેમનું ખાવાનું પીવાનું આવવાનું જવાનું બધો જ સંપૂર્ણ ખર્ચ તે કમની પોતે જાતે જ ઉઠાવે છે